અમારા વિસ્તારમાં ખેતીલક્ષી પાકોનું પૅકિંગ કરીને કોમોડિટી કરવાનો વ્યાપાર કરવાની ખૂબ જ જરૂર છે કારણ કે અમારા વિસ્તારમાં મોરબી જિલ્લામાં ખાસ કરીને હળવદ તાલુકામાં ખેતી ખેતીલક્ષી જ બધા જ લોકો વસે છે જેના લીધે ખેતી ક્ષેત્રે કોઈ એવો વ્યાપાર નથી કે જે કરી શકાય પરંતુ મારા વિચાર મુજબ આવા કોઈ વ્યાપારની જરૂરી છે જે ખેતીના પાકોનું ઈમ્પોર્ટ એક્ષપોર્ટ થઈ શકે તેમજ તેના ખેતીના પાકો તલ છે જુવાર છે જીરું છે જેવી જેવા પાકોનું પૅકિંગ કરીને આપણે ઈમ્પોર્ટ એક્ષપોર્ટ પણ કરી શકીએ છીએ અને લોકોમાં પણ ખૂબ જ સારી રીતે પહોંચી શકે તેવા પ્રયાસ કરવા જોઇએ વ્યાપાર શરૂ કરવા હોય તો સૌ પ્રથમ તો દરેક ખેડૂતોએ જાગૃત થવું જોઇએ પોતાના પાકોને સારી રીતે ઉત્પાદન મળે તે બાબતે એણે યોગ્ય પગલાં લેવા જોઇએ અને સારામાં સારો સારો ક્વૉલિટીવાળો પાક થઇ શકે અને તેનું પૅકિંગ કરીને આજુબાજુના કોઈ વ્યાપારી હોય તો તેની સાથે પણ આપણે વ્યાપાર કરી શકીએ છીએ આપણો માલ વધુમાં વધુ કઈ રીતે એક્ષપોર્ટ થઇ શકે તે બાબતે પણ ખૂબ જ ચર્ચા વિચારણા કરવી જોઇએ